નર્મદા જિલ્લામાં ખેતીવાડી અમારા ખેતરમાં કપાસ મકાઈ જુવાર બાજરી જેવી ખેતી થાય છે ને મજૂરી પણ અત્યારે સારી ચાલે છે પહેલાં મજૂરી ઓછી ચાલતી હતી પતી છી ઓપીનીથી આવ્યું ત્યારથી મજૂરી કામમાં વધી ગયું છે ને લેડિસો છે રસોઈ કામ કરે છે પહેલાં હાથથી રોટલી વિણતા હતા અત્યારે મશીનો બી આવી ગયા છે ને કપડાં હાથથી ધોતા હતા એ પણ હમણાં વોશિંગ મશીન આવી ગયાં છે ને ફરવાલાયક સ્થળો બી છે જંગલ વિસ્તારો છે કંઈ જોવાલાયક સ્થળો ડુંગર પર મંદિરો પણ આવેલા છે અને અમે ખેતીકામ કરીએ છીએ મજૂરી અમને ફરવાનું ચ બહુ ગમે છે જંગલ વિસ્તારમાં ફરવા જઈએ છીએ પહેલાં ખેતીએ કામ કરતા હતા બળદથી ખેતી કામ કરતા હતા એટલે માણસો જાતે જ કરતા હતા અત્યારે ટેક્નોલોજીનો જમાનો આવી ગયો છે માટે ટેક્ટર આવી ગયું છે એવું કંઈ ઘણું બધું ચીજવસ્તુ આવી ગઈ છે એટલે અમુક માણસોની રોજી બી અટકી રહેશે પણ કંઈના કંઈ ધંધો આ ટીચયું આવ્યું એના લીધે મળી જાય છે અમારે પેલું ગામડામાં એટલું બધું કંઈ વસ્તુ નહોતું પણ અત્યારે જમાનો બદલાયો ત્યાંથી ઘણી વસ્તુ આવી જાય છે જોવાલાયક સ્થળો બી બની ગયાં છે અને નર્મદા નદીમાં બી ડાયરેક પાણી જતું હતું અત્યારે ડેમો બની ગયા છે એવું ઘણું વસ્તુ આવી ગયું છે પહેલાંના જમાનામાં જ્યારે નાના છોકરા હોય ત્યારે પાંચથી છ વરસ થઈ જાય એટલે હોકી બોલ બેટ એવું ગલીડંડો એવું કંઈ રમત રમતા હતા પણ અત્યારે એવો જમાનો આવી ગયો છે કે એ બધી પહેલેની રમત ભૂલી ગયા અત્યારે જૂની રમતો કોઈ રમાતી નથી અને અત્યારે પાંચથી દસ પાંસથી મતલબ સાઠ વરસ સુધીના વૃદ્ધોએ કોઈ બી માણસ હોય અત્યારે મોબાઈલમાં જ ઉપયોગ થાય છે નાના છોકરાઓ તો ગેમ રમે છે ને વચલા વર્ગના માણસો ઓનલાઇન ગેમ એવું કંઈ વસ્તુનો ઉપયોગ કરે છે અને બધા જ માણસો છે વધારે ઉંમરના માણસો એ ભજન સંગીતમાં રસ ધરાવે છે માટે અત્યારના જમાનામાં એકદમ મોબાઈલનો જ જમાનો થઈ ગયો છે પહેલાં સબંધીમાં જાઈ તો લોકો વાતો કરે સામાં સામાં એટલે એકબીજાને ખબર પૂછે છે ને અત્યારના જમાનામાં કોઈકના ઘેર બી મહેમાન જાય તો બે ત્રણ મિનિટ ખાલી વાતચીત કરી લે ખબર કે પૂછી લે પછી એ એમનીમાં એમનેમ એણે અને કોઈ સગવડ જી હોય એ એમનેમ એણે બને મોબાઈલમાં જ ટાઇમપાસ કરે મોબાઈલમાં જોઈને જ વાતો કરવાની એટલે જમાનો બહુ આગળ વધી ગયો છે અમે પહેલાં ભણતા હતા નાનપણ હતા ભણતા તા પર ભણવાનું છોડી દીધું પછી કામ ધંધે લાગી ગયા પહેલાં તો અમે ભણતા ભણતા મારા મારા પપ્પા કહેતા હતા કે કામ ધંધે નથી જવાનું એટલે અમને કામ ધંધો કરવાનો શોખ હતો ભણતા તેવા માં અને ભણવાનું અમારું પતી ગયું એટલે હવે કોઈ એવું નહીં કહેતું કે કામ ધંધે નહીં જવાનું એ તો અમારી જાતે અમારે જવું જ પડે કામ ધંધે એટલે જમાનો બી ઘણો આગળ વધી ગયો ને ટેક્નોલોજી જમાનો આવી ગયો છે પહેલાં તો કોઈકની પાસે મોબાઈલ ન હોય નવાઈનો મોબાઈલ હોય એક જણા પાસે ન તો સત્તર જણા જોવા આવે ને

એમાં જ ખાલી એ ફોન કરે ને એન એનાથી પહેલાં તો ઓનલ પેલું સાદું ડબલું હતું એ ટાવરવાળું પેલા ટાવર હતા એક જ ટાવર હોય એની નીચે ડબલું મૂકેલું હોય તો અમારા વિસ્તારોમાં એક જણ ગામમાં એક જ જગ્યાએ ફોન હોય આપણે પેલો કાને માંડીએને ઉઠાવીને કાને માંડીએ ફોન એ કોઈકનો ફોન આવે એક જ જણ નંબર ફોન આવે એટલે અમારા ગામડામાં એક માણસ કહેવા આવે ને અત્યારના જમાનામાં ઘેરે ઘેર મોબાઈલ થઈ ગયા અત્યારે કોઈની કહેવાવાની જરૂર નથી ઘરમાં તો પાંચ માણસ હોય ને તો પાંચે જણ પાસે મોબાઈલ હોય અભણ માણસ પાસે બી હોય ભલે આવડે કે ના આવડે હવે ખાલી રાખી મૂકવાનું પણ હમણે અનેક માણસો પાસે મોબાઈલ થઈ ગયા એટલે પહેલેનો જમાનોને અત્યારના જમાનામાં બહુજ ફરક છે એટલે અત્યારે અમે મોબાઈલનો ઉપયોગી કરીએ છીએ કામ ધંધો બી કરીએ છીએ અને બધી રીતે મોબાઈલ આવે તે સારું છે